અમારી સંસ્કૃતિમાં ફાર્માસૂટિકલ પેકીંગ મટીરીયલ સપ્લાયનો બિઝનેસ સારામાં સારો આમરી પેકિંગ મટીરીયલ લેબોરેટરીમાં ન પહોંચે તો એ લોકોએ બનાવેલી લિક્વિડ દવાઓ એટલે એમ્પોઝ વાયર્સમાં ભરી અને તો જ એ લોકો સપ્લાય કરી શકે માલ તૈયાર થયો હોય પણ જો એમ્પોસ વાયર્સના બોક્સીસ ના હોય તો એ લોકો બજારમાં માલ મોકલી શકે નહીં એટલે અમારી જે સપ્લાયનું છે એ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે લેબોરટીસ માટે અને એમાં ઘણાં બધા લોકો જોડાયેલા છે

એમાં શું થયું છે કે જ્યારથી ગવર્મેન્ટે એક્સાઇઝ ડ્યૂટી રાખી ત્યારથી એમાં બહુ જ તકલીફ પડવા મંડી એક્સાઇઝ ઇન્સ્પેક્ટરો અમને બહુ જ હેરાન કરતા અને એને હિસાબે અમારે અમારો ધંધો ધીરે ધીરે વાઈન્ડઅપ કરવો પડ્યો અને એના હિસાબે અમારા ફિલ્ડમાંથી ઘણાં બધા લોકો પોતાનો ધંધો બંધ કરી અને બીજા બિઝનેસમાં જોડાયા અને મેં મારો બિઝનેસ બંધ કરી અને મેં કાયમ માટે બંધ કરી દીધો અને હું અત્યારે આશ્રમમાં રહું છું વલસાડ માનવ સેવા ટ્રસ્ટમાં અને એ દિવસો હું યાદ કરું છું ત્યારે અત્યારે મને બહુ જ દુઃખ થાય છે મારો એકદમ પૂરબહારમાં બિઝનેસ હું ચાર કંપની ચલાવતો હતો તે ધીરે ધીરે એક એક કરીને ચારે કંપની મારે બંધ કરી દેવી પડી અને અત્યારે હું આશ્રમને મારું જીવન પસાર કરી રહ્યો છું એનું મને ખૂબ જ દુઃખ છે પણ અહીંયા આવ્યા પછી મને એટલી શાંતિ મળી છે કે ન પૂછો વાત જે મને ઘરમાં નહોતી મળતી એ મને શાંતિ અહીંયા મળી છે તો એ માટે હું આશ્રમનો ખૂબ જ આભારી છું